આઈસ ક્રીમ માં અલગ અલગ ફ્લેવર્સ છે હવે તમારે કઈ રીતે જોઈએ પાંચ લિટર એક લિટર દોઢ લિટર છે પછી કપમાં છે એમાં જો રાજભોગ છે પછી વેનીલા ફ્લેવર છે ચૉકલેટ છે પછી પિસ્તા છે ઑફર્સ તો અત્યરે હેવમોર ને એ છે હા બાય વન ગેટ વન આવે એમાં તમારે કયો ફ્લેવોઉર જોઈએ છે હા ઓકે ઓકે અમેરિકન ડ્રાયફ્રૂઇટ ને એ છે ને એમાં અમેરિકન ડ્રાયફ્રૂઇટ જોડે અમેરિકન ડ્રાયફ્રૂઇટ ફ્રી છે વેનીલા જોડે વેનીલા ફ્રી છે એમાં કેવું છે કે જે ફ્લેવોર તમે લો છો એની સામે સેમ ફ્લેવર લેવી પડશે અત્યરે જામફળ ફ્લેવર વધારે ચાલે છે હા એ નવો છે ઓકે વાંધો નઈ હા તો ક યો કરું જામફળ વેનીલા ઓકે વાંધો નઈ તો વેલીએ ને જામફળ બંને કરી દઈએ હસે એમાં એક લિટર માં આપું કે દોઢ લિટર માં ઓકે તો એક લિટર કરી દવ બરાબર ને ઓકે પેમેન્ટ ઑન્લીને છે કે કેશ છે ઓકે વાંધો નઈ થેન્કયુ